અમારું ગામડાનું વિસ્તાર છે કે જેમાં મોટા ભાગે ઘરે પશુ રાખવામાં આવે છે જેવા કે ગાય ભેંસ બકરી વગેરે રાખવામાં આવે છે કે જેમને સારવાર કરવી જોઈએ પશુ અમે જો બીમાર પડે તો તેમના માટે યોગ્ય ચિકિત્સકને બોલાવામાં આવે છે કે જેઓ પશુની સારવાર કરી શકે છે અને તેમને પશુઓને તંદુરસ્ત રાખવા માટે એમને યોગ્ય આહાર આપવામાં આવે છે કે જેના માટે જુદા જુદા જાતના મકાઈનો ખોળ કપાસનો ખોળ વગેરે ખવડાવવામાં આવે છે કે જે થી પશુઓ તંદુરસ્ત રહે છે ચિકિત્સક દ્વારા આપવામાં આવેલી સલાહમાં પશુઓને આપણે યોગ્ય માત્રામાં ખોરાક આપવો જોઈએ અને વધારે પાણી પીવડાવવું જોઈએ કે જેથી જેમકે ઉનાળામાં પશુઓને વધારે તડકામાં વધારે પાણી પીવડાવું જોઈએ કે જેથી તેમને તબિયત સારી રહે અને પશુઓને લીલો ખોરાક ઘાસ ખવડાવું જોઈએ કે જેનાથી એમનું તબિયત સારી રહે પશુઓને તંદુરસ્ત રાખવા માટે તેમને યોગ્ય ટાઈમે નવડાવા જોઈએ કે જેથી તેમાં કોઈપણ જાતના રોગ આવતાં નથી અને પશુઓ કોઈપણ જાતની બીમારી રહેતી નથી પશુઓને રાખવા માટે યોગ્ય જગ્યા હોવી જોઈએ કે જેથી પશુઓ બેસી રહે અને તેમને કોઈપણ જાતની કોઈ ખામી ના હોય પશુઓમાં મોટા ભાગની જીવાતો પડતી હોય છે કે જેના લીધે પશુઓ હેરાન થતાં હોય છે અને બીમાર થતાં હોય છે પશુઓનું નિરીક્ષણ યોગ્ય રી ટાઈમે કરાવવું જોઈએ જો કોઈ પશુ બીમાર હોય કાંતો કોઈપણ જાતનો રોગ આવેલો હોય તો ચિકિત્સકને બોલાવવા જોઈએ અને તેનું યોગ્ય પરીક્ષણ કરીને તેની સારવાર આપવી જોઈએ અમારા વિસ્તારમાં પશુ ચિકિત્સક દર અઠવાડિયે અઠવાડિયામાં એક દિવસ આવતાં છે કે જેનાથી કોઈપણ આપણે પશુને કોઈપણ જાતનો રોગ થયો હોય તો તેમને કહીએ તો તેઓ દવા આપતા હોય છે જેના લીધે આપણા પશુઓની સારવાર કરી શકીએ છીએ પશુઓને ઋતુ પ્રમાણે એને યોગ્ય ખોરાક આપવો જોઈએ અને તેમનું યોગ્ય રીતે પોષણ કરવું જોઈએ જેમાંથી કોઈપણ જાતની બીમારી રહેતી નથી અને પશુઓ તંદુરસ્ત રહેતા છે પશુઓના આરોગ્ય માટે સરકારે અમુક યોજનાઓ કાઢેલી છે કે જેમાં ફ્રીમાં સારવાર કરી આપવામાં આવે છે તેમાં કોઈપણ જાતનો ખર્ચ કરવામાં આવતો નથી જેથી પશુઓને યોગ્ય સારવાર મળી રહે છે તેમના આરોગ્ય માટે સરકારે ઘણીબધી એવી યોજનાઓ કાઢેલી છે કે જેમાંથી પશુઓની સારવાર થઈ શકે છે અને પશુઓ તંદુરસ્ત રહી શકે છે તેનું તો છતાં પણ અમુક પશુઓ માટે અને સારવાર કરવી ખૂબજ જરૂરી છે કે જેથી પશુઓને કોઈ જાતની તકલીફ રહેતી નથી